હેલો કેમ છો મારો ફોન નંબર નવો આવ્યો છે તો મારે ડિઝિટલ લૉકરમાં નંબરની અપડેટ કરવી છે તો કેવી રીતે કરી શકું તને ખબર છે મારે એ નંબર અપડેટ ડિઝિટલ લૉકરમાં અપડેટ કરવાનો છે તો કેવી રીતે કરું તને ખબર હોય તો સેટિંગમાં કેવી રીતે ડિઝિટલ લૉકરનો નંબર અપડેટ કરવાનો તો મને તું જણાવીશ